હલો હાં આદિત્યભાઈ બોલો હાં સર તમારું એકદમ પેલાના જેવા હવે પ્રોગ્રેસ સારું ની મલે સ્કૂલ તમે સ્કૂલમાં છો હલો હાં તમારી કઈ સ્કૂલ છે તું ક્યાંથી બોલે છે હાં તો તમારું પેલાન જેવુ કઈ હવે પેહલા તું ભણવામાં હોશિયાર હતો હમણાં તો હોશિયાર નથી કેમ તું સ્કૂલમાં રોજના આવતો કેમ નથી તો તારે સ્કૂલમાં રોજના રેગ્યુલર આવા પડશે કારણકે તું એક હોશિયાર છોકરો છે હાં તો તારે આવું પડશે કારણકે હવે બધુ સ્કૂલમાં બઉ બગાડીનું ચાલ્યું ગ્યું છે ને તારે હોમવર્કને એવું બધુ બઉ બાકી છે તો તારે રોજના હવે આવું પડશે સ્કૂલમાં હાં કાલથી આવી જજે